મારે વિદેશમાં અભ્યાસ માટે જવાની ઈચ્છા છે તો પાસપોર્ટ બનાવો છે તો એ અંગે ખાસ મારે અરજીમાં કયા કયા કાગળ સાથે મુકવાના હોય છે કેટલા ફોટા જોઈએ રહેઠાણનો મારો પુરાવો એ માટે ખાસ મને સમજ આપશો અને ઝડપી પાસપોર્ટ જોઈતો હોય તો એ માટે કોઈ ખાસ સ્કીમ છે કે તત્કાલ કે એ રીતનું ડાઇરેક્ટ સીધા અમારા ઘરે પાસપોર્ટ મળી શકે એવી કોઈ વ્યવસ્થા હોય તો એ અંગે જણાવશો

પાસપોર્ટમાં મારા ફોટા કેટલા જોઈએ એડ્રેસ પ્રુફ અને બીજી અન્ય શું માહિતી જોઈએ એ સમગ્ર મને જણાવવા વિનંતી